મારા પતિનો જન્મદિવસ હતો મેં બહુ વિચાર્યું શું ગિફ્ટ આપું શું ગિફ્ટ આપું પણ કંઈ વિચાર આવતો નહોતો પછી યાદ આવ્યું કે એમને કવિતાઓનો બહુ શોખ છે એટલે મેં એક અ બહુ ધ્યાનથી વિચારી વિચારીને મારા મનમાં આવે એ પ્રમાણે મારી સ્ટાઇલથી કવિતાઓ લખી અને એ કવિતાઓને ગિફ્ટ રેપ કરીને પછી એમને એ ગિફ્ટ આપવાનું વિચાર્યું તેથી મેં ખાસ્સા બધા દિવસો વિચારીને લ લખ્યું અને ગિફ્ટ રેપ કરીને તેમને આપ્યું તો એ જોઈને એ ઘણાં ખુશ થયા એ મારો પહેલો પ્રયત્ન હતો એટલે એમણે મને બહુ એપ્રિસેટ કર્યા